હું આદિત્યભાઈ એજન્ટ બોલું છું બોલો શું કામ છે હાં હાં મલી જશે તમારું રેન્ટ કેટલું છે એ મને કહી દો તમારી રેન્જ કેટલી છે પૈસાની મને બજેટ કહી દો તમારું હાં તમે થોડું તમારું બજેટ વધારશો તો તમને એનાથી સારું મળી જશે હાં તો હાં તો વાંધો નઇ બસ બે ત્રણ હજારનું વધાર તમે કહો દસ વાંધો નઇ ચાલશે એટલું હાં હાં મળી જશે મળી જશે એક કામ કરો કાલે તમે આવીને મને મલો એટલે આપડે બધી વાત કરી દઈયે બરાબર

અના માટે તમારે ડોક્યુમેન્ટ છે ને તમે તમારું આધારકાર્ડ જોઈશે તમારો પાનકાર્ડ જોઈશે તમે શું જોબ કરો છો આ તે એ બધુ જોઈશે બાકી તો હું બધુ તમારું કરી દઇશ હાં વાંધો નઈ કલ આવો